હલો હું હલો હું ફાઇન આર્ટની સ્ટુડન્ટ છું તો આર્ટ રિલેટેડ કોઈ ફરવાનાં સ્થળ કે છે તો તમે મને જણાવશો હા હા હાં તો હું ત્યાં આવવાની છું બે દિવસ માટે તો મારે ત્યાં ફરવા જવાનાં સ્થળ મને કોઈ જાણકારી નથી એટલા માટે મેં તમારો કોન્ટેક કરેલો હા તો હું ત્યાં આવું તો મને તે સ્થળ વિષે જણાવશો અને વધારે ઇન્ફોર્મેશન ત્યાંની આપશો

ઓકે ઓકે